જો કે મને બધા ગીત સાંભળવા ગમે છે પણ અત્યારે હું અરિજિત સીંગના ગીત સાંભળવાનું બહુ પસંદ કરું છું જ્યારે મારો મૂડ સારો હોય ત્યારે હું ખુશી આનંદના સોંગ સાંભળું છું અને જ્યારે મારો મૂડ ઓફ હોય ત્યારે હું સેડ સોંગ સાંભળવાનું પસંદ કરું છું અને હું દિવસના ચારથી પાંચ કલાક મ્યુઝિક સાંભળું છું કારણ કે મને મ્યુઝિક સાંભળવું બહુ ગમે છે હું જ્યારે કોલેજે જઉં ત્યારે પણ મ્યુઝિક સાંભળતો હોઉ છું અને જ્યારે કોલેજેથી પાછો આવું ત્યારે પણ મ્યુઝિક સાંભળતો હોઉ છું અત્યારે હું અહીંયા જુનાગઢમાં રહું છું અને જ્યાં પણ જ્યારે હું ઘરે જઉ પીજીમાં રહું છું જ્યારે હું ઘરે જઉ ત્યારે પણ ચાલુ ગાડીએ પણ હું મ્યુઝિક સાંભ ચલાવતો હોઉ છું એનાથી મ્યુઝિક એડિક્શન મને થઈ ગ્યું છે અને મ્યુઝિક વિશે મને થોડું ઘણું નોલેજ છે પેલા હું હની સિંગના સોંગ સાંભળતો તો હની સિંગ એ બહુ સારો ગાયક છે પણ એનું બાળપણ બહુ નાનપણમાં એટલે બહુ કઠીનાઈ વાળુ હતું જેમાં એને બહુ સ્ટ્રગલ કર્યું ત્યાર પછી એને સફળતા મળી હતી હની સિંગે વન ઓફ ધ માય ફેવરેટ સિંગર છે જેનાથી હું ઇન્સ્પાયર થયો છું મ્યુઝિક વિશે જેના સોંગ મને બહુ સાંભળવાની મજા આવે છે જેના એક બે સોંગના નામ છે બ્લૂ આઈસ પછી અને અરિજિત સિંગ પણ મારો ફેવરેટ એક્ટર છે જેના વિશે હું થોડીક વાત કરવા માંગુ છું અરિજિત સિંગ અરિજિત સિંગના સોંગ સાંભળવા મને બહુ ગમે છે જેમાં હતું એક ઓલું ગુલિયા એ દિલ હે મુશ્કિલનું સોંગ સે જે બહુ વાયરલ થયું હતું ગુલિયાર સોંગ રાધળ દે યાર ગુલિયા એ વાળું એ પણ મને બહુ ગમે છે જેના એ સાંભળવું મને બહુ ગમે છે

અને મારા બે ત્રણ બીજા પણ ફેવરેટ સિંગર છે જે એને જે છે એ અતિફ અસલમ છે રહેમાન મલિક છે અરમાન મલિક છે અને અને અને નેહા કક્કડ છે ટોની કક્કડ છે જેના સોંગ પણ હું બહુ સાંભળું છું જ્યારે પણ હું કોલેજે આવું બ્રેકમાં હોઉ દોસ્તો સાથે હોઉ છું ત્યારે હું એના સોંગ સાંભળવાનું બહુ પસંદ કરું છું દોસ્તો સાથે હોઉ ત્યારે ટોની કક્કડના યારી વાળા સોંગ સાંભળવા પણ મને બહુ ગમે છે કારણ કે એ લોકો યારી વિશે બઉ પ્રમોટ કરે છે ને આમરી દોસ્તીને પણ યારીના સોંગ હોય એમાં તો પછી બીજું કંઇ જોઈએ જ નહીં એટલે યારી વિશે હું યારીના સોંગ બહુ સાંભળું છું સુમિત ગોસ્વામીના પણ યારીના સોંગ બહુ ગમે છે જેનાથી બહુ મજા આવે છે સાંભળવાની એ લોકોના સોંગ એટલે એ યારીના સોંગ સાંભળવામાં બહુ મજા આવે છે જ્યારે પણ હું અહીંથી ચાલીને ઘરે જતો હોય ત્યારે પણ સોંગ સાંભળું સોંગ સાંભળવાથી મને બહુ રિલેક્સ ફિલ થાય છે જેનાથી હું મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે અને મને પઢાઈમાં પણ ખૂબ મદદરૂપ થાય છે અને સોંગ સાંભળવાથી મારું માઈન્ડ સ્ટ્રેસ કમ થાય છે જેનાથી મને મારા એક્યુરેટ માઇન્ડ સ્ટેજમાં મદદરૂપ થાય છે જેનાથી હું ગમે તે મારું જે સર શિખવાડે તેમાં હું ઝડપથી કેચ કરી લઉં છું અને સોંગ એ એક પ્રકારનું થેરેપી છે જેનાથી આપને મેન્ટલ સ્ટ્રેસ ભુલાવી અને થોડીક વાર માટે રિલેક્સની અનુભૂતિ કરાવે છે જેના એટલા માટે મને સોંગ સાંભળવું બહુ ગમે છે હું દિવસના ત્રણથી ચાર કલાક સોંગ સાંભળું છું એ અને મને મને ટોની કક્કરને નેહા કક્કરના સોંગ સાંભળવામાં બહુ જ મજા આવે છે નેહા કક્કરની વાત કરું તો તેનું બાળપણ પણ બહુ સ્ટ્રગલરના ગુજર્યુ હતું તેમની પાસે કંઈપણ નોતું જેમને જ્યાં હોય એક નાના અમથા સિંગિંગ કોન્સર્ટમાં ઓડિશનથી શરૂઆત કરી હતી અને આજે એક મોટા સ્ટાર બની ગયા છે એના ઘણા સોંગ બહુ વાયરલ થયા છે દિલરુબા અને સ્ટીન એવા બધા સોંગ બહુ વાયરલ થયા છે જેનાથી મને આ એ સાંભળવાની બહુ મજા આવે છે ને એની લાઈફ જર્ની જોવાથી આપણને એક ઈન્સપીરેશન મળે કે આપણે પણ કંઈક કરી શકીએ સિંગર સારા એવા સિંગર બની શકીએ એટલા માટે ને સિંગિંગ એક પેશન હોવું જોઈએ જેનામાં આપને મોટિવેશન મળે કે આપણે કંઈક કરી શકીએ એમ કારણ કે આ લોકો નાનપણ જ્યાર નીચેથી ડાઉન ટુ અર્થથી આવેલા છે એ લોકો આપણા માટે એટલું સારા સારા સોંગ બનાવે છે ને એના વિશે આપને સોંગ દ્વારા આપને એમ જિંદગી જીવવાની રીતો શિખવાડે છે તો આપણે પણ એને ઇંકરેજમેન્ટ આપવું જોઈએ અને સોંગ સાંભળવામાં આપને બહુ મજા આવે છે અને મને અરજીત સીંગના સોંગ તો બહુ જ ગમે છે જેનાથી આપને ઓમ સેડ સોંગ હોયને અત્યારે તો મારા ફેવરેટ સોંગ સેડ સોંગ્સ જ છે કારણ કે અટાણે સેડ સોંગ સાંભળવાથી અત્યારે જો વરસાદી માહોલ છે જેનાથી સેડ સોંગ સાંભળવાની ઓર જ મજા આવે છે અને જ્યારે પણ હું ઘરે જાઉ છું ચાલુ ગાડીએ હોઉ છું તો રાઈડ કરતો હોઉ છું બાઈક ઉપર ત્યારે હું ચાલે હેન્સ ફ્રી કાનોમાં હેન્સ ફ્રી નાખીને સેડ સોંગ સાંભળતો જઉં છું જ્યાં સુધી ડેસ્ટિનેશન ના આવે ત્યાં સુધી એટલા માટે સેડ સોંગ્સ તો મારા અત્યારે હાલમાં ફેવરેટ સોંગ્સ છે અને સેડ સોંગ્સ સાંભળવા પણ મને બહુ ગમે છે જેનાથી હું માઈન્ડ રિલેક્સ રહી છે અને મારે જે સ્ટ્રેસ હોય છે બારનો જ્યારે મારી ટેન્સન હોય છે એ હું ભૂલી જાઉ છું અને મને થોડા માટે મજા આવે છે જેનાથી હું દોસ્તો સાથે ઈન્ટરેક્ટ કરી શકું છું દોસ્તો સાથે સારી રીતે વાત કરી શકું છું અને હું બીજાને પણ કહું છું મારા ફ્રેન્ડ્સને પણ સોંગ્સ બહુ ગમે છે જેના એટલે જ અમે બધા સાથે પણ જ્યારે પીજીમાં જ્યાં રૂમ રાખીને રહીએ છીએ ત્યાં અમે જ્યાં સોંગ બધા સાથે મળીને સોંગ સાંભળતા હોઈએ છીએ અમારે તો અત્યારે જુનાગઢમાં હું રહુ છું જ્યાં લોકલ જે સોંગ છે જે સંગીત છે એ અત્યારે તો ગરબાનું ચાલે છે એટલે ગરબા પણ લોકો બહુ સાંભળતા હોય છે અત્યારે ગરબા ટિટોળા ડાકલા એ લોકો સાંભળે છે આઈના જેમાં અમને પણ સાંભળવા બહુ ગમે છે હમણાં નવરાત્રી આવશે એટલે એ બધું ચાલું થશે તો અત્યારથી જ ચાલુ થઈ ગ્યું છે પણ અત્યારે લોકો ગરબાનું પ્રિફર વધારે કરે છે કારણ કે નવરાત્રી આવી રહી છે એટલે ગરબાઓમાં પણ લોકોને બહુ સાંભળવા ગમે છે જેમાં ટિટોળા છે કીર્તીદાન ગઢવીના ગરબા છે પછી કિંજલ દવેના ગરબા છે એ બધા ગરબાઓ લોકોને સાંભળવા બહુ ગમે છે અને લોકો બહુ ઇનજોય કરી રહ્યાં છે એમના લોકોના અને અમે પણ જ્યારે રૂમે એકલા હોઈએ છીએ દોસ્તો મિત્રો ત્યારે અમે સ્પીકર ઉપર ગરબા ચડાવીને ગરબા કરીએ છીએ ગરબા ગાઈએ છીએ એટલે અમને પણ બહુ મજા આવે છે ત્યારે એટલે આ આ બધા સોંગ અમારા પ્રિય છે અને આ બધા સોંગ અમને બહુ જ ગમે છે